ગુજરાતમાં ખેડૂતોની દશા આમ તો દયનિય જેવી છે કારણ કે હાલ જે પ્રકારના મોસમ આવી રહ્યા છે જે પ્રકારનું વાતાવરણ જે સર્જાઈ રહ્યું છે તેને જોતાં ઍગ્રિકલ્ચરમાં ખૂબ જ અડચણો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે કારણ કે જ્યારે પણ કોઇપણ સીઝનમાં ખેતરમાં કોઇપણ વાવણી કરેલી હોય તો એના માટેનું જે હવામાન જોઈતું હોય છે એ નથી મળતું હોતું કારણ કે અ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ખૂબ પલટો આવેલો હોય છે જે પાક નિષ્ફળ જવાનાં અ સંભાવનાને વધારી દે છે તો આવા સમયમાં ખેડૂત પોતાને ખેતરમાં કયો પાક વાવે કે જેથી એ પાક ખરાબ ન થાય અને એને પૂરેપૂરું વળતર મળે એ બાબતે ઘણું ગુચવાયેલો હોય છે ત્યારબાદ જ્યારે પાક લણ્યા બાદ જ્યારે પાક તૈયાર થયો હોય છે અને પાકને જ્યારે બજારમાં માર્કેટમાં જ્યારે વેચવાનું હોય છે ત્યારે પણ ખેડૂતને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે સૌપ્રથમ મુશ્કેલી તો એ છે કે જે ખેડૂત પોતે અ ખેતરમાં અનાજ ઉગાડી જ્યારે માર્કેટમાં વેચવા જાય છે માલ પોતાના ખેડૂતનો હોય છે અને એનો ભાવ બીજા લોકો નક્કી કરતા હોય છે એ ખૂબ જ દુઃખ અને દયનિય બાબત છે જે ખેડૂતની હતાશાનું કારણ હોય છે કારણ કે આમ તો જોવા જઈએ તો પ્રોડક્ટ જે વ્યક્તિની હોય છે એ પોતે જ ભાવ નક્કી કરતો હોય છે મારે મારી પ્રોડક્ટ આટલાં ભાવમાં વેચવી છે પરંતુ ખેડૂતના મામલામાં આ એકદમ ઊલટું હોય છે કે ખેડૂત માર્કેટમાં જ્યારે માલ લઈને જતો હોય છે ત્યારે એનો ભાવ કરનાર બીજા વેપારીઓ હોય છે જે બોલી લગાવી અને પછી જે તે વ્યક્તિ પોતાને નિર્ધારિત રકમ સુધી અટકી જતો હોય છે અને ખેડૂતને એટલો જ ભાવ મળતો હોય છે ખેડૂતની માગ મુજબનો ભાવ નથી મળતો તો એક આ બહુ મોટો પડકાર છે ખેડૂતો માટે અને સરકારની સાથે તો અમે એક જ આશા રાખીએ છીએ સરકારથી કે ખેડૂતને હક મળે કે પોતાના માલની કિંમત જાતે નક્કી કરે બસ આટલું જ કહેવું છે